હલ્લો આ રૂઝેબ ગાઈડ વાત કરી રહ્યો છું હું તમારી શું મદદ કરી શકું છું ગુજરાતમાં ત અત્યારે તમે કયા સ્ટેટમાંથી વાત કરી રહ્યા છો અમદાવાદ સિટીમાંથી વાત કરી રહ્યા છો અચ્છા તો અત્યારે અમારા જે તહેવારો છે જે અત્યારે કચ્છમાં એક ઉત્સવ ચાલી રહ્યો છે રણ ઉત્સવ બહુ પ્રખ્યાત છે તો તમે અગર તમારી લિસ્ટમાં એમની વિઝીટ કરવાનો પ્લાન હોય તો હું તમને એવી ઘણી બધી જગ્યાઓ છે તો હું તમને એક માર્ગદર્શન આપી શકું છું અગર તમે એનાં માટે ઈન્ટ્રેસ્ટેડ છો તો એ અને બીજો અગર અત્યારે નવરાત્રિ આવે છે તો એ માટે પણ અમારે માટે એક ફેસ્ટિવલ યોજાય છે તો તમે ઈન્ટ્રેસ્ટેડ હોવ તો એ પણ તમને માહિતી આપી શકું છું હ તો અમારે અમદાવાદ સિટીમાં મણિનગરમાં અત્યારે અમારે એક જગ્યા છે પાર્ટીપ્લોટ ત્યાં દસ દિવસ માટે ગરબા યોજાય છે ત્યાં ઘણાં બધાં લોકો ત્યાં એકઠાં થઈને ગરબા ખેલે છે દાંડિયા અને બીજી એક વાત તમને કહું અત્યારે ઉત્તરાયણ પણ આવી રહી છે તો ત્યાં મકરસંક્રાંતિમાં પતંગ પણ લોકો એકસાથે ભેગાં થઈને ફેસ્ટિવલનો આનંદ લે છે આમાં શું હોય કે તમારે દસ દિવસનો પાસ લેવાનો હોય એમાં તમને જે ટાઈમ હોય બરાબર એ ટાઈમ પ્રમાણે તમે જવાનું અને આઉટટાઈમ પણ હોય અને દસ દિવસનાં દરમ્યાન તમને ખાવાનું પાણી પીવાનું આ બધી સુવિધાઓ તમને આપવામાં આવશે અને અગર તમને દાંડિયાની જરૂરત હોય તમને વેશભૂષાની કાપડની કશી જરૂર હોય ત્યાં તમને આ મદ મળી રહેશે અને બીજી તમને કોઈ સહાયતા છે કો કોઈ કશું છે પૂછવા માટે સવાલ ઠીક છે સારું